હેલો બી એસ એન એલની ઓફિસમાંથી વાત કરો છો હું સોનલબેન વાત કરું છું હવે હું પહેલાં વિનય સોસાયટી પંચોતેર નંબરમાં રહેતી હતી અને પછી હમણાં જ અમે ઘર બદલ્યું છે નવું એડ્રેસ મારું એ બાવન ઘનશ્યામ નગર નડિયાદ છે સર બી એસ એન એલનો આ નંબર પરનું જે બિલ છે એ મારા જૂનાં એડ્રેસ પર મોકલવામાં આવ્યું હોવાથી મને બિલ એ ઘરનાં નવાં મકાન માલિકે હમણાં જ મોકલ્યું છે તેથી બિલ ભરવાની આખરી તારીખ જતી રહી છે આ વિલંબ માટે સોરી પણ હવે મને આ નંબરનું બિલ મારા નવાં સરનામાં પર જ આવે એ અપડેટ તમે કરી દેશો એવી વિનંતી કરું છું